નમસ્કાર હું અને મારા મિત્રો આવતી કાલે યોજાનારા મ્યૂઝિકલ કોન્સર્ટ માટે સંગીત ઉત્સવ માટે ખૂબ જ ઉત્સાહિત હતા ઘણા બધા દિવસથી અમે લોકોએ પ્લાનિંંગ કરીને રાખ્યું હતું કે આ વખતે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવી છે અને એ માટે અમે ઘણા વખતથી પૈસાનું આયોજન કરી રાખ્યું હતું બજેટ બનાવ્યું હતું અને એ માટેની તૈયારી પણ કરી હતી અને કેટલાક મિત્રો તો છેક બહાર ગામથી આવાના હતા ઘણા ઘણા બધા વખતથી અમે આ કાર્યક્રમ અહી રાજકોટમાં યોજાય એ માટે ઉત્સુક હતા કેટલી બધી તૈયારીઓ કરી રાખી હતી ઘણા બધા પ્લાનીંગ્સ હતા મિત્રો સાથે વિચાર્યું હતું કે આ કાર્યક્રમમાં શું કરીશું અને બહુ બધી મહેનત અમે તૈયાર કરી હતી કે આ કાર્યક્રમમાં જઈએ પણ સંજોગો વસાત એવું થયું છે કે મને બે દિવસથી સખત તાવ અને બીમારી છે અને મને લાગતું નથી કે હું હાજર રહી શકું અને વાયરલ ઈન્ફેક્શન હોવાના કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શકું એમ નથી સાથે સાથે આ ટિકિટ એટલી બધી મોંધી છે અને બહુ બધા લોકોને ટિકિટની જરૂર હોય તો મને લાગે છે કે જો મારું બુકિંગ રદ્દ થાય તો એ ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને કામ લાગી શકે અને અમે જે બહુ ખૂબ મોંધા દરની ટિકિટ ખરીદી છે એમાંથી અમે રાહત મળી શકે કાર્યક્રમ તો અમે એટેન નહીં કરી શકીએ પરંતુ એટલે સ એ કાર્યક્રમ જો વિઝા કોઈ વ્યક્તિ જોઈ શકે તો એનેથી ઘણો બધો ફાયદો એને થશે અને શક્ય હોય તો અમને જો અમારા પૈસા જે ખર્ચેલા છે એના માટેનું નાણાકીય વળતર મળી શકે તો એ જો રિફન્ડ મળી શકે તો એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ માર્ગદર્શન આપશો કે અમે શું કરી શકીએ આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એ બાબતમાં થોડાક અમે મુંઝાયેલા છીએ અમે સમજી શકીએ છીએ કે તમારા કાર્યક્રમની ટિકિટ વેચાઈ હોય અને એમાંથી જો પાછી આવે તો આપના માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ હશે પણ આટલી મોટી ઇવેંટ છે એટલે એ માટે તમે કંઈક તો એ વિશેની યોજનાઓ વિચારી રાખી હશે જો અમારા સંજોગો અનિવાર્ય ન હોત તો આ કાર્યક્રમમાં ચોક્કસ હાજરી અમે લોકોએ આપી હોત પરંતુ અનિવાર્ય સંજોગના કારણોસર હાજર રહી શકીએ તેમ નથી અને અમે ઈચ્છીએ કે જો શક્ય હોય તો તમે અમારો આ કાર્યક્રમમાં જે બુકિંગ કરેલું છે એ ઓલિવન્સમાંથી તો એ ઓલિવન્સમાંથી જે બુક થયેલી ટિકિટ છે એને જો ઓનલાઈન કેન્સલ કરી શકો તો મારો બુકિંગ નંબર છે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર અને જો આ નંબર રદ્દ થઈ શકે અને એ નંબર પરથી ટિકિટ અમારી જો રદ્દ થઈ જાય તો અમને આર્થિક રીતે પણ ઘણું બધુ સારું પડશે અને જે જરૂરિયાત વાળી વ્યક્તિ છે એને એ ટિકિટ મળશે તો એ કાર્યક્રમને સુંદર રીતે માણી શકશે આભાર